જનતા હોટૅલમાંથી કેદારભાઈ બોલો છો કેદારભાઈ હું કાંતિભાઈ વાત કરું છું હું તમારી હોટૅલમાં નિયમિતપણે જમવા માટેનો ઑર્ડર આપું છું જેનું એડ્રેસ પણ તમારી પાસે છે જ પરંતુ અત્યારે મેં મારા ઘરનું સરનામું બદલાવેલું છે જે ખારીવાડી રામજી મંદિર પાસે છે જે નવું એડ્રેસ નોંધી લેશો અને હવે પછીની ડીલિવરી તે જ સરનામે મોકલાવવા વિનંતી આ મારું વર્તમાન એડ્રેસ છે વર્તમાન સરનામું છે જે હવે આ સરનામા ઉપર જ હું જે ઓર્ડર આપું તે મોકલવા વિનંતી